હા ભારત ગેસ એજન્સી હા હમણાં થોડી વાર પહેલા છે ને મેં મારો એક ગેસ સિલિન્ડર બુક કરાવ્યો હતો નંબર છે નવ આઠ નવ આઠ નવ ત્રણ ચાર આઠ નવ છ હા હર્ષ જોશીના નામે ગેસ સિલિન્ડર બુક કરાવ્યો હતો પરંતુ મારે તેને હવે રદ કરવો છે હા એટલે હમણાં અમે જમવા બહાર જઈએ છીએ અને કાલથી તો અમે વિદેશ જઈએ છીએ એટલે હમણાં ઘરે નહીં હોઈએ તો હમણાં જે ગેસ સિલેન્ડર મેં બુક કરાવ્યો છે એને તાત્કાલિક અસરથી રદ કરી દો હા ઓટીપી હું ફોન ઉપર તો નહીં જણાવી શકું એવું હોય તો એકવાર ઓફિસે આવી જઉં અને ત્યાં જે પણ પ્રક્રિયા થતી હશે એ પૂર્ણ કરી દઉં હા ઓફિસ પાંચ વાગ્યા સુધી ખુલ્લી રહેશે ને હા તો હમણાં જોને ત્રણ સાડા ત્રણ જેવુ થયું છે હું અડધા એક કલાકમાં ત્યાં પહોંચુ છું અને બાકીની પ્રક્રિયા ફોમ ભરવાનું એ બધું પતાવી દઉં છું ગેસ સિલિન્ડર તમારો કેન્સલ કરાવી દો અચ્છા ત્યાં આવી જઈશ તો ગેસ સિલિન્ડર રદ થઈ જશે ને ચાલો વાંધો નહીં